નમસ્કાર વાહન વ્યવહારના અભાવે નજીકના શહેરો અથવા નગરોમાં સ્વાસ્થ્ય સંભાળ શિક્ષણ અથવા નોકરીની તકો મેળવવાની મારી ક્ષમતા જેમ કે હું શિક્ષણ માટે મેં ગાંધીનગરથી મેં બેચલર્સ કરેલું છે તો એ ગાંધીનગર મેં કેમ સિલેક્ટ કર્યું તો અમદાવાદ જ કેમ ન સિલેક્ટ કર્યું તો એની પાછળનું એક રિઝન એ હતું કે અમદાવાદમાં ટ્રાફિક પણ વધારે જોવા મળે છે પરંતુ ગાંધીનગર એ ગ્રીન સિટી ગાંધીનગર જ્યાં ટ્રાફિકનો અભાવ ખૂબ ઓછો હોય છે ટ્રાફિક નળતું નથી એટલા માટે ગાંધીનગર એ બેસ્ટ ગણાય છે અને નોકરી નોકરીની વાત કરું તો અમદાવાદ અને ગાંધીનગરમાં નોકરી કરવી એ બેસ્ટ વસ્તુ છે પરંતુ વાહનવ્યવહારના અભાવે જેમ કે અમદાવાદ હોય તો ત્યાં એએમટીએસની બસો અવેલેબલ છે તો આપણે એનો પણ ઉપયોગ કરી શકીએ છીએ તો એ વાહનવ્યવહારનો અભાવ ના ગણાય જે પછી બીજી વાત કરું તો કોઈ કોઈ વ્યક્તિ છે જે ગા ગામડે રહે છે અથવા તો ક્યાંક બીજે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રહે છે ત્યાંની એને જો શહેરમાં શિક્ષણ માટે આવું છે નોકરી માટે આવું છે તો તેના માટે વાહનનો અભાવ ચોક્કસપણે જરૂર અભાવ પડે છે તો તેવા લોકો માટે આજકાલ સારી હોટેલની એવી ઘણી વ્યવસ્થાઓ અને સુવિધાઓ જેમ સરકારે આપી છે એ એના માટે આવી રીતે વાહન વ્યવહારના અભાવે નજીકના શહેરો અથવા નગરમાં આપણે શિક્ષણ અથવા નોકરી મેળવી શકીએ છીએ